મહેસાણા જિલ્લામાં ઘણાં બધાં નોંધપાત્ર સીમાચિહ્નો ઐતિહાસિક સ્થળો છે જેમાં મંદિરો કિલ્લા સંગ્રાહલયો અને પ્રાકૃતિક સ્થળો પણ છે એમાં એક મોઢેરાનું સૂર્ય મંદિર છે તે વિશ્વમાં પ્રખ્યાત છે એવું માનવામાં આવે છે કે સૂર્યની કિરણ સૌથી પહેલાં એ મંદિરમાં રહેલી મૂર્તિ પર પડે છે અને લોકો તેને જોવા માટે ઘણીવાર જાય છે અને મહેસાણા જિલ્લામાં છે તે આપણાં માટે બી ગર્વની વાત છે પછી ગણપતિ મંદિર નજીકનું અંબાજી માતા મંદિર જૈન મંદિર વગેરે મંદિરો પણ છે બદરુ સઇદની દરગાહ પણ છે જ્યાં મુસ્લિમ લોકો જાય છે જૈન મંદિર છે જ્યાં જૈન લોકો પોતાની શ્રદ્ધા ભાવથી ફરવા જાય છે પિંડારીયા તળાવ છે જ્યાં બાળકો સાઇકલ ચલાવવા જાય છે જે સવાર સવારમાં લોકો ત્યાં ચાલવા જાય છે અને ત્યાંનું કુદરતી દૃશ્ય માણવા જાય છે બિલાડી બાગ છે વિસનગરમાં બહુ જ જૂના સમયનું પુસ્તકાલય છે પછી એમ એન કોલેજ કરીને કોલેજ છે જે હેરિટેજ સાઈટમાં પણ છે ધરોઇ ડેમ છે ત્યાં લોકો મનની શાંતિ અને આ પ્રાકૃતિક દૃશ્ય માણવા માટે જાય છે જાડેશ્વર માતાનું મંદિર છે જ્યાં સાતમ આઠમના સમયે મેળાઓ ભરાય છે પછી દેડીયા તળાવ છે જ્યાં હનુમાનજીનું મંદિર છે બહુજ બધી જગ્યાઓ છે જે ફરવા લાયક છે જેમાં એક તિરૂપતિ ઋષિવન પણ છે શંકુસ વોટર પાર્ક પણ છે પણ છે અલગ અલગ વસ્તુઓ છે હા આ બધી જગ્યાઓ ઉપર જવા માટે પરવાનગી જોવા જો મળે છે અને ખાસ કરીને તો ટિકિટ પણ લેવાની જરૂર પડે છે